આપણે મુસાફરી કરીએ બસ દ્વારા કરીએ કે ટ્રેન દ્વારા કરીએ કે પછી આપણા વ્હીકલમાં કરીએ તો આપણે હંમેશાં આપણી સાથે એક ટોર્ચ રાખવો જોઈએ હવે સ્ત્રીઓ પણ પ્રવાસ પર જાય છે તો સ્ત્રીઓએ પોતાની સેફ્ટી માટે અમુક પ્લેસ પર જાય ને છેડતીના કિસ્સાઓ પણ બને છે તો એના માટે એક પેપર સ્પ્રે રાખવો જોઈએ એક ટોર્ચ પર્સમાં રાખવી જોઈએ સાથે તબિયત ખરાબ ન થાય એના માટે મેડિસિન્સ કીટ ફર્સ્ટ એડ બોક્સ જે આવે છે એ પણ રાખવી જોઈએ અને જે પ્રવાસમાં તમે ગયા હો જે તમારું હિલસ્ટેશન હોય તો આપળે બહુ પર્વત પાસે જ્યાં રેલિંગ કે ન હોય જ્યાં નીચાણવાળા જગ્યા ઉપર ત્યાં ઉપરની જગ્યા ઉપર સ્લીપ ન થાય તો આપણે ત્યાંથી દૂર રહેવું જોઈએ પછી આપણે આપણી સાચવણ કરવી જે બી ઋતમાં તમે ફરવા જાઓ છો શિયાળામાં જાઓ છો તો વિન્ટરના કપડા સાથે હોવા જોઈએ ચોમાસામાં જાઓ તો તમારે રેનકોટને આ છત્રી સાથે લઈને જવું જોઈએ અને કોઈપણ બીચ પર જાઓ છો અને તમને તરતા ન આવડે અને તમને એક્ટિવિટી કરવી હોય તો લાઈફ જેકેટ વગેરે પહેરીને જ દરિયામાં જવું જોઈએ અમુક જગ્યા રેસ્ટોરન્ટ પર હિલ પર હોય તો આપણે બહુ ત્યાં કોઈ સપોટ ન હોય પકડવાનો કે ઊભા રહેવાનો તો ત્યાં આપણે ન જવું જોઈએ પણ ધ્યાન રાખવું જોઈએ પછી તરતાં ન આવડતું જોઈએ સ્વિમિંગ પુલ પણ હોય છે જે આપણે હોટલમાં રહેતા હોઈએ તો સ્વિમિંગ પુલ પાસે આપણે ન જવું જોઈએ કે ડૂબી જવાની શક્યતા રહે એ સિવાય તમે જે જે રેસ્ટોરન્ટમાં જે ફૂડ ખાવા જઈ રહ્યા છો ત્યાં હાઇજિન મેન્ટેન ન હોય ચોખ્ખાઈ ન હોય તો ત્યાં ફૂડ ન ખાવું જોઈએ જ્યાં ચોખ્ખું ન મળતું હોય ત્યાં ન આપણે જવું જોઈએ પછી પ્રવાસ દરમિયાન તો એમ તો ઘણા બધા ઘણા બધા આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો તમે પ્રવાસમાં જઈ રહ્યા છો રસ્તા કેવા છે ટ્રાવેલિંગ કરતી વખતે તો બસ કંડક્ટરને કે યા પછી આપણે આપણી વ્હિકલમાં જતા હોઈએ તો હંમેશાં સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને બસ યા ટ્રેન થ્રુ જતા હોઈએ તો આપણે બસની યા ટ્રેનની બારીમાંથી ડોકા બહાર કાઢવા ન જોઈએ છોકરાઓનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ છોકરાઓને હાથ યા માથા બહાર કાઢવા ન જોઈએ અને ટ્રેનમાં જતાં હોઈ તો ટ્રેનના દરવાજા પાસે ઊભું ન રહેવું જોઈએ બધાએ પોતપોતાની જગ્યા પર બેસીને શાંતિથી જવું જોઈએ આ દરમિયાન આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યા અજાણ્યા લોકો મળે છે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરો તો ખાવાપીવાનું પણ આપી અને બેહોશ કરીને તમારી લૂંટફાટ થઈ જાય છે તો આપણે ટ્રેનમાં બેસીને પણ આપળી લૂંટ ન થાય એ માટે કોઈપણ કોઈ વસ્તુ આપે તો બાળકોને પણ ન ખાવા દેવી જોઈએ અને આપણે પણ ન ખાવા દેવી જોઈએ આપળે આ કિંમતી ચીજોનું ધ્યાન આપળે જ રાખવાનું હોય છે તો આપણા પર્સ બેગ બધું આપણે સંભાળીને લોક કરીને લઈ જવા જોઈએ અને આપણી સાથે એક ફોન હોવો તો જરૂરી જ છે અને આપણી પાસે પ્રવાસ દરમિયાન ઇમરજન્સી નંબર મહિલા હેલ્પલાઈન નંબર મહિલાઓની સલામતીઓ માટેના નંબર આપણે એ ગવર્મેન્ટે સરકારે આપણને આપેલા જ છે તો એ આપણી પાસે હોવા જોઈએ ટ્રેનમાં કંઈક પ્રોબલમ થઈ હોય કોઈ સાથે મગજમારી થઈ હોય જનલરમાં જતાં હો યા રિઝર્વેશનમાં પણ એવો કંઈ શક જેવું જાય કે વાતાવરણ બરાબર નથી તો આપણે એ ટ્રેનના પણ હેલ્પલાઈન નંબર આ બધા નોટ કરેલા હોવા જોઈએ અને આપણી પાસે મુસાફરી દરમિયાન ફોનના ચાર્જર હોવા તો જરૂરી જ છે અને ફોન ચાર્જર ચાર્જર ન હોય તો સૌથી બેસ્ટ છે કે તમે બધા ઇમરજન્સી નંબર તમારી ડાયરીમાં હોવા જોઈએ ઘરના સદસ્યનો નંબરો પણ હોવા જોઈએ તો આપણે સરળતાથી કોઈપણ મુશ્કેલીમાં ફસાઈએ તો સંપર્ક કરી શકીએ અને કોઈક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ આપણે પ્રવાસી દરમ્યાન તબિયત ન બગડે એના માટે પણ આપણે ફર્સ્ટ એડ કીટ જ્યાં લાગી ન જાય મેડિસિનને બધું સાથે રાખવું જોઈએ